નાગરિકોને તેમના હકો અને જવાબદારીઓ વિષે જાગૃત કરવું જેથી તેઓ કાયદા કાયદાના અમલમાં સહયોગ આપી શકે સિસિટીવી કેમેરા ટ્રેન્ડ અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષા મજબૂત બનાવવી પોલીસ અને સમાજ વચ્ચેના સંબંધને મજબૂત કરવા માટે સમૂહોઓની સાથે સંવાદ અને સહકાર વધારવો જોઈએ